ફિલ્મોના કલાકારમાંથી હું અમિતાબ બચ્ચનને મળવા માંગુ છું તેમણે બનાવેલ તમામ ફિલ્મોમાં તેમને કરુણાદાયક સ્થિતિ હ્રદય કંપાવી નાખે એવી છે જેના માટે હું પૂછવા માંગુ છું કે તે કેવી રીતે એટલા હિંમતવાન હશે કે જેને આ ફિલ્મો બનાવવા માટે કેટલા મેહનત પ્રયાસો કર્યા છે અને તેઓને હું પુછવા માંગીશ કે તેમણે કોન બનેગા કરોડપતિની આવડત ક્યાંથી મેળવી છે અને તે શરુ કરવાની સુજ બુજ તેમને ક્યાંથી આવી હશે